હલો શેખ સાહેબ કેમ છો બસ જોવો આ ફરવા જવા માટેની બધી તૈયારીઓ તો ઓલમોસ્ટ થઈ ગઈ છે પણ હવે સૌથી પહેલી અને સૌથી તાતી જરૂરિયાત હોય તો એ પાસપોર્ટની છે તો હવે પાસપોર્ટમાં મારે તમારે એ જાણકારી લેવી છે કે એમાં તમારી પ્રક્રિયા કટલે સુધી પહોંચી છે તમે એની અરજીને બધું કરી નાખ્યું છે અને જો એ કરી નાખ્યું હોય તો એની આગળની માહિતી અને એ ક્યારે મળશે એ બધું જરા જણાવો તો સારું એમ ને તમારા જે કંઇપણ કાગળીયા તમામ પ્રકારના કાગળ જે ત્યાંથી માંગણી કરવામાં આવેલી છે એ ફુલફીલ કરીને જ જજો જેથી અને તમામ દસ્તાવેજો જે છે આધારી અને ઓરીજનલ સાથે રાખી ઝેરોક્ષ સાથે એ કામગીરી પૂરી કરો એટલે આપણો તમારો પાસપોર્ટ બને એટલો જલ્દી આવી જાય એટલે ફોન કરીને મને જાણ કરો જે પણ હોય ત્યાં પૂછી લો હેલ્પલાઈનમાં